હેલો મારું નામ તેજલ છે મારી કાલે સવારે આઠ વાગે અમદાવાદથી ગાંધીનગર જવા માટે કેબ નોંધાવી છે શક્ય હોય તો મને કેબની માહિતી આપો અને પૈસા કેટલા થશે તેની પણ મને માહિતી આપો આભાર